જયારે આપણે મોટા ચઢાણના દિવસે કોઈ મોટી જગ્યા પર ચઢવાના હોઈએ ત્યારે માનસિક અને શારીરિક બંને પ્રકારની તૈયારી કરવી ખૂબ જરૂરી હોય છે કારણ કે અગર આપણે માનસિક રીતે પહેલાં તો જો તૈયાર નહીં હોઈએ તો શારીરિક રીતે આપણે થાકી જઈશું કારણ કે આપણું મગજ આપણને મદદ નહીં કરે આપણા હાથ પગ આપણને મદદ નહીં કરે કે આપણે કોઈ ચઢાણવાળી જગ્યા પર આરામથી ચઢી શકીએ સાથે સાથે જયારે આપણે જમીની સ્તરથી ઉપર જવાનું હોય છે ત્યારે આપણી સાથે આપણી જરૂરી જરૂરિયાતવાળી વસ્તુઓ ઉપર લઈ જવી જોઈએ કારણ કે ત્યાં બધી પ્રકારની વસ્તુઓ મળી રહે એ નક્કી હોતું નથી અને તેની પાછળની તૈયારીની આપણે વાત કરીએ તો આપણે હંમેશા સકારાત્મક રહેવું જોઈએ પાણીનું સાથે રાખવું જોઈએ બરાબર પાણી પીવું જોઈએ અને જો થાકી જઈએ તો સમયસર આરામ કરી અને થોડીવાર રાહ જોઈ લેવી જોઈએ થકાન ઉતરી જાય પછી પાછું ચઢવાનું ચાલુ કરવું જરૂરી હોય છે તો માનસિક રીતે અને શારીરિક બંને રીતે એક માણસે જયારે ચઢાણ ચઢવાનું હોય તે દિવસે તૈયારી કરવી ખૂબ જરૂરી હોય છે